અમારા વિસ્તારમાં ઘણા બધા ડોક્ટરો છે જે ઘણી સારી રીતે સેવાઓ આપે છે એમ એચ પારેખ છે એમડી મેડિસિન છે ચુડાસમા સર છે પણ એ એમડી મેડિસિન છે પછી ડેન્ટલ માટે પણ ઘણા સારા સારા ડોક્ટરો આવેલા છે ડેન્ટલ કોલેજ પણ નજીકમાં આવેલી છે જેમાં પણ આપણ અમને ઘણી સુવિધાઓ મળી રહે છે પછી ડીડી આયુર્વેદિક કોલેજ પણ ત્યાં અહીંયા આવેલી છે પછી એન ડી દેસાઈ મેડિકલ કોલેજ પણ છે પછી બાજુમાં ડીડી યુનિવર્સિટીમાં ફાર્મસી પણ કોલેજ છે એ શૈક્ષણિક સંસ્થાઓ પણ પૂરતી છે અને તાલીમ આપનાર આપવા માટે પણ ડીડી કોલેજ કોલેજમાં મળી રહે છે પછી ડીડી દિનશા પટેલ નર્સિંગ માટે કોલેજ કોલેજ છે જે નર્સિસ માટે પણ તાલીમ આપે છે જે ઘણી સારી રીતે આપે છે ત્યાં હોસ્ટેલ પણ છે રહેવા માટે ઘણી સારી ફેસિલિટી છે નર્સિંગ માટે લેડીઝ માટે પણ ઘણી સારી વ્યવસ્થા છે એ સારી રીતે ટ્રેનિંગ અને સારી રીતે આપી શકે છે જે મેડિકલના અને કોલેજ માટે અહીં રહેવા માટે આસપાસનો આ કેમ્પસ પણ સરસ છે જે ઘણી સારી રીતે હેલ્પ કરી શકે છે તેથી આપણને અમને ઘણો ફાયદો રહે છે અને સેવાઓનો અમે ઘણો સારો લાભ લઈ શકીએ છીએ